હા મને તમારો નંબર મારી ફ્રેન્ડ પાસેથી મળ્યો છે તમે મને સજેસ્ટ કરી શકશો કે જાડા થવા માટે શું કરવું જોઇશે

રોહીણી કરીને છે

તમ મારે સુપર ફાસ્ટ વાલો પ્લાન ગમ્યો છે તો તમે મને એ સજેસ્ટ કરી શકશો બે મહિનામાં

કયા કયા દિવસે અપોઇન્મેન્ટ મળી રહેશે સારું સાંજે કે સમય